શાળામાં સામાન્ય રીતે વિવિધ ભાષાઓ ગણિત વિજ્ઞાન તકનિકી તકનિકી વિષયો અને કલાના વિષયો તથા સ્વાસ્થ્યના વિષયોને આવરી લેવામાં આવે છે મુખ્યત્ત્વે સ્થાનિક ભાષા જે તે જે તે પ્રદેશની ભાષા છે તેનાં પણ પુસ્તકો હોય છે અને રાષ્ટ્રભાષાનું પુસ્તક હોય તે પણ એક વિષય તરીકે ભણાવામાં ફરજિયાત હોય છે અને સંસ્કૃતને પણ ફરજિયાત રાખવામાં આવેલું છે ભાષાઓમાં ગુજરાતી મરાઠી આ ઉપરાંત હિન્દી રાષ્ટ્રભાષા સંસ્કૃત વૈદિક ભાષા અને અંગ્રેજી પણ રાખવામાં આવેલો છે આટલી ભાષાઓ પછી વિજ્ઞાન અને સમાજશાસ્ત્રમાં નાગરિક ભૂગોળ અને ઇતિહાસના વિષયોને રાખવામાં આવેલા છે ત્યારબાદ તકનિકી વિષયો પણ તેનું જ્ઞાન પણ બાળકોને સંપૂર્ણ પણે મળી રહે તેના લગતા વિષયો પણ હોય છે અને કલાને લગતા પણ તમામ વિષયો રાખવામાં આવેલા છે અને બાળકની પસંદગી મુજબ તેને તે વિષયનો અભ્યાસ કરાવવામાં અવે છે જેમકે સંગીત નૃત્ય ચિત્ર વગેરે કલાઓનો પણ સમન્વય તેમાં કરવામાં આવે છે અને ત્યારબાદ શિક્ષકોને પણ શિક્ષકો સારા છે સુશિક્ષિત હોય છે અને જે તે વિષયના નિષ્ણાત હોય તેવા શિક્ષકોને જ ગોઠવવામાં આવ્યા છે સંગીતમાં પણ સંગીત વિષારદ હોય તેવા શિક્ષક બાળકોને શિખવાડે છે આ રીતે તકનીકી જ્ઞાન માટે પણ જે તે શિક્ષકો પોતાનું સંપૂર્ણપણે જ્ઞાન ધરાવતા હોય અને બાળકોને સહજતાથી શીખવાડી શકે અને રમત રમતમાં બાળક સારામાં સારું શિક્ષણ મેળવી શકે તેવા પ્રકારના સ્વભાવગત મિત્રતા ભાવવાળા શિક્ષકો અને જ્ઞાની શિક્ષકોને રાખવામાં આવ્યા છે આ રીતે શાળા તમામ વિષયોથી સમૃદ્ધ છે અને સારામાં સારા શિક્ષકોથી પણ સમૃદ્ધ હોય છે